હં હાલો આપણે આપણે વાત કરી હતી ને પેલા ટુ લેન રોડ બનાવવા માટે હા પણ મેં મેં આપને કહ્યું હતું કે મને આપ બજેટ મોકલાવો શું ખર્ચો છે કેટલું થશે તો એના પ્રમાણે પછી આપણે આગળ વધીએ ને પણ એ પણ એ હા મેં હજી બીજા કોન્ટ્રાકટર સાથે વાત જ નથી કરી પહેલાં હું આપને જ કોલ કરું છું કે જો આપનાથી થતું હોય અને મનેય ખબર છે બધું અત્યારે મોંઘવારી છે બધું વધી ગયું છે મજૂરોને હેન્ડલ કરવા પણ મેં સાંભળ્યું છે કે તમારા જે મજૂરો છે એ તમારી પાસે હંમેશા હોય છે અને એ લોકોનું કામ સારું છે અને એ લોકો મહેનતથી કામ કરે છે કારણકે રોડ બનાવીને મારે એવું નથી જોઈતું કે પછી મારું નામ ખરાબ થાય કે બીજી બધી કાંઇ મુસીબત આવે અને તમારી

પણ એ બરાબર છે પણ મને પણ જે ઉપરથી બજેટ આવ્યું હોય મારે એમાં પણ થોડું સેટિંગ કરવાનું હોય તો એ પ્રમાણે તમે આવો અને આપણે જોઈએ બંને બેસીએ ક્યાં થોડું અપડાઉન થઈ શકે એવું છે બરાબર છે તો આપ પધારો સમય તમે સાંજના સમયે આવી શકો છો આવો અને આવીને આપણે ચર્ચા કરીને સાથે તમારું જે કાંઇ પેપર વર્ક જો બનાવેલું હોય તો તમને ખ્યાલ તો છે કે આપણે સાઠ કિલોમીટર સુધીના પેલા વિસ્તારમાં બનાવવાનું છે ટુ લેન તો એ પ્રમાણે તમારું કાંઈ પેપર વર્ક હોય તો એ પણ તમે કરતા આવજો તો આપણે પછી જો મિટિંગ સક્સેસ થાય તો પછી હું તમને આપી દઉં કોન્ટ્રાક્ટ અને કાલથી જ તમે સ્ટાર્ટ કરી શકો છો બરાબર છે અચ્છા ભલે ભલે આપ આવો ને પછી આપણે બેસીને ચર્ચા કરીએ ઠીક છે ભલે ચાલો આવજો હાં